હલ્લો હા મને છે ને રેફ્રન્સિસ મળ્યા છે એકતા ગોસાઈ બોલે છે હા તમારે જે કેન્સરની ટ્રીટમેન્ટ લેવાની છે ને હા તો મેં છે ને તમારા રિપોર્ટસ ને ચેક કરિયા છે જે ફર્ધર ટ્રીટમેન્ટ તમે લીધી હશે પેલા એના બધા રિપોર્ટસ ચેક કરિયા છે નથિંગ સિરિયસ બટ તમે છે ને હવે હું તમને એક સજેસન આપું છુ કે અમદાવાદની એક છે જે સિવિલ હોસ્પિટલ બરાબર ત્યાં આગળની જે ટ્રીટમેન્ટ છે એના માટે જો તમે ત્યાં કન્સલ્ટ કરો ને તો થોડું એવુ સારું રીએ બિકોઝ તમારે જે સ્ટેજિસ સાથે મેં જોયા છે સિરિયસલી કાઇ નથી એવુ કોઈ પણ નથી એવરી બધુ જે છે એ બરાબર જ છે એવરીથિંગ ઈઝ ઓકે અને કોઈ પણ જે હોય છે ડિસિસ કયુરોબલ જ છે બરાબર એવુ આપડે સમજીને જ રેવાનું છે અને ત્યા છે એ બધા છે એક્સપિરિયન્સ જ છે જે ડોક્ટર છે અને ત્યા બધો તમે ટ્રીટમેન્ટ લેશો એટલે તમને ખબર પડશે તમને મેડિસિન કઈ રીતે આપે બધું અને થોડુંક એવુ સારુ છેકે તમે ટ્રીટમેન્ટ લ્યો છો તો તમે ત્યા જ તમને રેવાનું થાશે હા એટલે આ બધુ તો તમે એફોર્ડેબલ હોય તો બોઉ સારું છે કે ત્યા જો તમે ટ્રીટમેન્ટ લ્યો તો વેલી તકે બને ત્યા તમારી તબિયત સારી થઈ જાય

ઉ ના કાર્ડમાથી થઈ જશે બટ થોડુંક કેમ કે કદાચ હોય તમે ત્યા હોય તો જમવાનું હોય કે અમુક બહારથી તમે મંગાવતા હોય કે ન ફાવતું હોય બરાબર હા તો એ બધુ રે બટ સારુ છે એટલે કે આપને તમારું તબિયત છે ને ત્યાં સારી બને છે હા હા હા એટલે છે ને એ તમારી ટ્રીટમેન્ટ ઉપર હોય અને તમારી જે ઈમ્યુનિટી સિસ્ટમ છે કે બીજું બી છે કે જેના લીધે તમે કઈ રીતે ઇમ્પ્રૂવ કરો છો ને તમારી હેલ્થમાં એના પ્રમાણે હોય જેટલું તમે વેલું રિકવર થાશે તો તમને એ પ્રમાણે રાખશે ઓકે ઓકે નો નો નો ધેર ઈઝ નો નીડ ટુ થેન્ક્સ મી ઓકે ઓકે